નમસ્તે સર હું કુણાલ નાયક વાત કરું છું હું ઘણા સમયથી તમારું આ પોર્ટલ યુઝ કરું છું અને અવાર નવાર ઘણાં બધા ટ્રાન્ઝેક્શન્સ કરતો રહું છું પરંતુ મારે આ વખતે તકલીફ એવી પડી છે કે મારું પેમેન્ટ રોકાઈ ગયું છે અથવા તો કોઇ કારણોસર સામેવાળી વ્યક્તિમાં નથી ગયું અને મારામાં શો પણ નથી કરતું તો જેથી કરીને હું તમારી બંને હાથ જોડી આપની વિનંતી કરું છું કે આપ મને આ બાબતે તાકીદ કરો મને આમાં મદદ કરો જેથી કરીને મારા અટવાયેલા પૈસા હું ફરી પાછા મેળવી શકું જેથી કરીને જે વ્યક્તિને મારે ચૂકવણું કરવાનું હોય તે વ્યક્તિને હું ફરી પાછો સેમ પ્રોસેસ દ્વારા ચૂકવણું કરી શકું